ગુજરાતી ભોજનમાં જનરલી ગુજરાતી લોકો ખાવામાં થોડી મીઠાસ વધારે પસંદ કરે છે તો ગુજરાતની જ ડિશો છે જેમકે દાળ છે કે અમુક શાક છે એની અંદર લોકો ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરતાં હોય છે એટલે થોડું ગળપણ આવે બાકી ભારતમાં જે મસાલાઓ યુસ થાય છે તે ભારતની કોઈપણ ડિશ જુઓ એમાં બધામાં મસાલાઓ કોમન હોય છે એટલે ગુજરાતી ભોજનમાં કોઈ અલગ એવી રીતે કોઈ મસાલાનો ઉપયોગ નથી કરવામાં આવતો પરંતુ આ એક છેકે ગુજરાતી લોકો થોડું વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતાં હોય છે એટલે એની દાળ અથવા તો શાકની અંદર એ ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરતાં હોય છે બાકી કે બીજું જોઈએ છે કે ગુજરાતી લોકો જે છે એ ઘરના મસાલાઓ વધારે બજાર કરતાં ઘરના મસાલાઓ વધારે પસંદ કરતાં હોય છે ડેલી રૂટિનમાં એ રસોઈમાં એટલે એક એ વસ્તુ હોઇ શકે કે એ લોકો ઘરે પીસેલા મસાલાઓ જે ડાયરેક ફામમાંથી લઈને આવે અને પછી ઘરે તેને બનાવી અને તેને આખું વર્ષ સચવાય એ રીતે રાખે છે એટલે એક એ વસ્તુ હોઇ શકે કે એ જનરલી પેકેટના મસાલાઓ નથી ઉપયોગમાં કરતાં બાકી જે મસાલાઓ કોમન હોય છે જે ભારતની બધી વાનગીઓમાં ઉપયોગ થાય છે એજ મસલાઓ ગુજરાતમાં પણ ઉપયોગ થાય છે પણ આ વસ્તુ છેકે એ ગળ્યું ખાવાનું વધારે પસંદ થોડું કરતાં હોય તોય ગોળ અથવા ખાંડનો ઉપયોગ કરતાં હોય છે અમુક વાનગીઓમાં બાકી કોઈ બીજા એવા ખાસ મસાલા અલગથી કોઈ ગુજરાતમાં કંઇ ઉપયોગમાં નથી કરવામાં આવતા બસ એ છે